જો કે વધારે પડતા સ્ક્રીન રેકોડિંગના કારણે જે ગેમ રમવાને કારણે લોકોને નુકસાન તો થાય જ છે પણ અત્યારે લોકોમાં ગેમનું અવેરનેસ એટલું વધી ગયું છે એટલી ગેમ લોકો બાળકો રમે છે જેનાથી બાળકોને પણ માનસિક રીતે અભાવ પાડે છે એટલે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે લોકો વધારે પડતી ગેમ ના રમે અને લોકો બાળકોને ગેમથી દૂર રાખે એવું નહીં કે સાવ બંધ કરી દઈએ પણ એમાં એક અભાવ આવે કે એક સમજણ આવે લોકોમાં તે ગેમને સહી માત્રામાં જ મરવી જોઈએ છે તો લોકોની માનસિક સ્થિતિ ઊપર ઝાઝુ અસર ના કરે અને તેના થકી લોકોને બહુ લોકો ઉપર બહુ દબાવ ન પડે અને લોકો ઉપર બહુ દબાવ ન પડે અને તેનાથી આપને ફાયદો થાય અને આપણે લોકો લોકો માનસિક એટલે ગાંડા થતા બંધ થાય અને સરકાર રાજ્ય સરકાર દ્વારા જે જુદા જુદા શાળા કોલેજોમાં અને પ્રાથમિક શાળાઓમાં જે યો શારીરિક ફિટનેસ કેમ્પ અને શારીરિક જે આ એ સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમાં અલગ અલગ ક્રિકેટ સ્પર્ધા કબડ્ડી સ્પર્ધા ખોખો સ્પર્ધા જેમાં ભાગ લેવો જોઈ જેનાથી આપણી ફિટનસ રહે આપણે માનસિક રીતે આપણે એલર્ટ રહીએ અને આપણી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એવી ગેમોનું આપણે પ્રમોશન કરીએ તો જેના થકી આપણી ફિટનેસ અને સ્વાસ્થ્ય પણ બન્યું રહે એવા આપણે એવી સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ જેથી આપણને એક પ્રેરણા મળે કે ઈન્કરેઝમેન્ટ કે આપણે પણ જી લાઈફમાં કંઈક સ્પોટ્સમાં આગળ વધી શકીએ અને જેનાથી આપણા ફ્યુચરને સિક્યોર કરી શકીએ બાળકો બાળકોમાં જે રમવાની પ્રેરણા છે એ અત્યારે બાળકો જે આધુનિક યુગ તરફ વળી રહ્યાં છે અને આધુનિક યુગમાં જે મોબાઈલ ગેમ્સ આવી ગઈ છે જેણે મોબાઈલ ગેમ્સ અત્યારે બાળકોને બહુ હાની પહોંચાડી રહી છે જેમાં કે મોબાઈલ ગેમ્સ અનેક પ્રકારની હોય છે જેવી કે પબજી મોબાઈલ હો ગઈ ફ્રી ફાયર હો ગઈ લેન ગેમિંગ હો ગઈ આ સીઓસી હો ગઈ કલેસ ઓફ કલેન્સ હો ગઈ વગેરે ગેમ્સ જે બાળકો અત્યારે બહુ રમી રહ્યાં છે બાળકો અત્યારે જે આ યુવા અવસ્થામાં હોય છે તેમને આ આ ગેમ્સ બહુ ગમે છે અને એ ગેમ્સને રમવા માટે એ લોકો બહુ પૈસા પણ બહુ ખર્ચી રહ્યાં છે કારણ કે ફ્રી ફાયરમાં ટોક ટોક કર્યા વગર કંઈપણ કલેક્સન ખૂલતું નથી કારણ કે મને ખ્યાલ છે એટલા માટે ફ્રી ફાયરમાં લોકો બહુ પૈસા બગાડી રહ્યાં છે અને એ પૈસા થકી એ લોકોની માનસિક સ્થિતિ પણ પૈસા તો હાલો પછીની વાત છે પણ એનાથી માનસિક સ્થિતિ પણ બહુ ખરાબ થઈ રઈ છે કારણ કે લોકો દર દિન રાત ફ્રી ફાયર રમી રહ્યાં છે જેનાથી લોકોમાં એને જે બાળકો રમે છે ફ્રી ફાયર રાતે એ લોકોને રાત્રે પણ ગેમ્સના સપના આવતા હોય છે ને એ લોકો બી જાય છે ડરી જાય છે કે એમને રાતે કોક મારવા આવે છે કારણ કે એમા જે આખો દી ગેમ્સ રમતા હોય એ લોકોને માર માર માર માર શબ્દ જ મગજમાં ફરતો હોય એટલે એને રાતે પણ એવા જ સપના આવે છે કે એ લોકોને કોક મારી રહી છે એટલે આપણે એનું ધ્યાન રાખવું જોઈ કે લોકો કમસે કમ ગેમ્સ ખેલે ઓનલાઈન ગેમ્સ કમસે કમ ખેલે અને ઓન્લાઇન્સ ગેમ્સમાં કરણ કે ઓનલાઇન્સ ગેમ્સ રમવાના ફાયદા તો હોય છે પણ એનથી જ્યાદા એના ગેરફાયદા હોય છે એટલે આપણે એનું ધ્યાન બહુ જ કાળજી પૂર્વક રાખવું જોઈએ કે ગેમ્સને આપણે ઓછું પ્રમોટ કરીએ જેનાથી આપને આપણે આપણી જે એજ્યુકેશન લાઈફ છે એમાં પણ આપણે આગળ વધી શકીએ કારણ કે ઓનલાઈન ગેમ્સમાં બાળકો એટલા વળગી ગયા છે કે જેમને ખબર ખ્યાલ નથી રહેતો કે એ લોકોને કરવું શું કે લાઈફમાં બનવું શું કે લાઈફને સિક્યોર કેવી રીતના કરવી છે એટલા માટે એને એના માટે આપણે કોઈ સેમિનારો યોજવા જોઈએ કંઈક શાળા કોલેજોમાં કોઈ અવેરનેસ કાર્યક્રમો યોજવા જોઈએ જેનાથી બાળકોને ખ્યાલ આવે બાળકોને સમઝણ આવે કે બાળકોને ખબર પડે કે આપણે આ ગેમ્સમાં ન ઊંડા ઉતરીએ અને આપણે આપણે જીવન વિશે વિચારીએ આપણા ફ્યુચર વિશે વિચારીએ આપણા ફ્યુચરને કઈ રીતે આગળ વધારી શકીએ એના વિશે આપણે વિચારવું જોઈએ એટલા માટે શાળા કોલેજોમાં જે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા એ એમાં બાળકોને મોટીવેશન આપવું જોઈએ કે બાળકો વધારેમાં વધારે પાર્ટીસિપેટ કરે વધારેમાં વધારે આગળ આવે અને વધારેમાં વધારે બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને એમનું જે ટેલેન્ટ છે ઇન્ડોર ટેલેન્ટ છે એમને બહાર કાઢે જેનાથી જેનાથી જેનાથી શું થશે કે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને બાળકો મેન્ટલી એલર્ટ રહે અને બાળકો એનું ફિટનેસ બાળકોની ફિટનેસ છે તે લાંબા સમય સુધી જળવાઈ રહેશે એટલા માટે એટલા માટે આ સ્ક્રીન ટાઈમ જે સ્ક્રીન ટાઈમ જે છે એક મોટો ગેરલાભ છે ઓનલાઈન ગેમ્સનો કારણ કે લોકો હજી એક ઓનલાઈન ગેમ્સ જે રમે છે એમાં ઓનલાઈન સતતને સતત મોબાઈલ ચાલુ રે છે અને આંખની સામે મોબાઈલ હોય છે જેનાથી બાળકો બહુ જ મોબાઈલને આંખની પાસે રાખે છે જેનાથી આંખોમાં પણ આ સ્ક્રીન ટાઈમ છે મોબાઈલનું જે રેડીસન આવે છે આપણે જે ઓનલાઈન ગેમ્સ રમતા હોય એ લોકોને ખબર હશે કે જે મોબાઈલનું રેડીશન આવે છે એ બહુ જ હાનિકારક હોઈએ છે કારણ કે ઓછા ચાર્જિંગ હોય ઓછું ચાર્જિંગ હોય ફોનમાંને છતાં પણ બાળકો રમે રાખે છે ચાર્જિંગ પ્લગમાં ભરાવીને પણ બાળકો જે રમે રાખે છે તેનાથી બાળકોની આંખો પર ઘણી પણ અસર થાય છે બાળકોને દેખાતું બંધ થાય છે બાળકોને દૂરના ચશ્મા આવી જાય છે પાસેના ચશ્મા આવી જાય છે બાળકોના માથા દુઃખે છે બાળકોને રાત્રે સપના આવે છે ગેમ્સના એટલે એ એના ગેરલાભ બહુ પણ વધારે છે એના ફાયદા ઓછા છે ગેરલાભ વધારે છે કારણ કે સ્ક્રીન ટાઈમ એ સારી બાબત નથી કે લોકો બાળકો વધારે પડતું એના આંખની સામે રાખે એટલા માટે અને ઓનલાઈન ગેમ્સ એ અત્યારે એક આધુનિક યુગનો પડકાર છે કારણ કે આપણે એનો બહુ જ ધ્યાન રાખવું જોએ કે ઓનલાઈન ગેમ્સ ન રમાય એટલે ઓછી રમાય એકધારી તો આપણે ના મૂકી શકીએ કારણ કે આપણે બાળક છીએ એટલે બાળક એટલું બધુ ના સમજી શકે કે એકધારી મૂકી દઈએ પણ એમને ધીમે ધીમે ધીમે ધીમે કરીને ઓછું એનું ટાઈમિંગ ઓછો કરાવીએ તો એક દિવસ એવો આવશે કે એ રમવાનું છોડી દેશે એટલા માટે ને આપણે બાળકોને મોટીવેશન પ્રેરણા આપવી જોઈએ એંકરેજમેન્ટ કરવા જોઈએ કે તમે ક્લાસમાં વિવિધ સ્પર્ધાઓમાં પાર્ટીસિપેટ કરો જે રાજ્ય સરકાર દ્વારા જે યોજવામાં આવે છે સ્પર્ધાઓ એમાં પાર્ટીસિપેટ કરે કોઈ કાર્યક્રમ એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ હોય એમાં પાર્ટીસિપેટ કરે જેના થકી બાળકો કોઈ કાર્યમાં વ્યસ્ત રેશે તો આ ઓનલાઈન ગેમ્સ રમવાનું ઓટોમેટિક ભૂલી જશે એટલે આપણે એને એમ એંકરેજમેન્ટ કરવા જોએ મોટિવેટ કરવા જોઈએ ઘરેથી પણ પેરેન્ટ્સ પણ મોટિવેટ કરવા જોઈએ બાળકોને કે બાળકો પેરેન્સ જો બાળકોને એના ઘરેથી જો મોટિવેટ કરશે ફોનની જે પાબંદી રાખશે કે ફોન તારે આટલો ટાઈમ જ યુસ કરવાનો તો બાળકો સમજી જશે કે ફોનનો યુસ એ વ્યાજબી નથી આ યુગમાં આ સ્ટેજ ઉપર ફોનનો બહુ જ યુસ વ્યાજબી નથી માન્યું કે આ આધુનિક યુગ છે પણ ગેમિંગ યુગ છે પણ આપણે ફોનનો જે જોઈતો પ્રમાણ યુસ કરીએને તો આપણા માટે બધા માટે સારું છે ને આપણા સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે સારું છે એટલા માટે અને બાળકો જે ગેમો રમે છે એ ગેમો રમવાનું ઓછું કરે એના માટે પેરેન્ટ્સ એમના જવાબદાર છે કારણ કે પેરેન્ટ્સ જે મોબાઈલ લઈ દે છે પેરેન્સ લઈ તો દે છે મોબાઈલ પણ બાકી જોતાં નથી બાળકો મોબાઈલમાં કરે છે શું પેરેન્સને એમ કે છોકરો ભણવા જાય છે તો આપણે એને મોબાઈલ લઈ દેવો જોઈએ એ નો ડાઉટ લઈ દેવો જોઈએ પણ બાળક મોબાઈલમાં આખો દિવસ કરે છે શું કોલેજે જઈને કરે છે શું શાળાએ જઈન કરે છે શું એ જાણવાની જવાબદારી પણ પેરેન્ટ્સની હોય છે જો પેરેન્ટ્સ એનું પ્રોપર ધ્યાન રાખે કે બાળક શું શું કરે છે પઢાઈ કે એટલે એજ્યુકેસનને અલાવા બીજું કંઈ કરે છે કે નહીં એનું પણ જો ગેમ રમતો હોય તો ગેમ રમતા અટકાવવો જોઈએ જો બાળક ગેમ રમતા અટકશે ગેમમાં ઓછો ઇનવોલ થશે તો એના માટે પણ સારું છે ને એના પેરેન્ટ્સ માટે પણ સારું છે કારણ કે બાળકો અત્યારે બહુ જ ઓનલાઈન ગેમ્સ રમી રહ્યાં છે અને ઓનલાઈન ગેમ્સમાં પૈસા પણ બહુ ખર્ચી રહ્યાં છે કારણ કે ઓનલાઈન ગેમ્સમાં પૈસા વગર કંઇપણ થતું નથી એટલે પૈસા પણ બાળકો બહુ ખર્ચી રહ્યાં છીએ એટલા માટે કા બાળકો જ્યારે ઓનલાઈન ગેમ રમતા હોય છે ત્યારે એને ભય હોય છે કે એના પપ્પા કે મમ્મીને ખબર ના પડી જાય જેના લીધે એને ખબર પડ્યા વગર એના પપ્પા મમ્મીને ખબર ના હોય છતાં પણ એ લોકો પૈસા બગાડી નાખે છે અને એને ઘરે પણ ખબર ના હોય એટલા માટે એટલે પેરેન્ટ્સને એનું ધ્યાન રાખવું જોઈએ આ ના કરે અને બાળકોને મોટીવેટ કરવા જોઈએ કે લોકો બહાર નીકળે બહારની ગેમ્સ રમે કોઈ ક્રિકેટ છે કોઈક કબડ્ડી છે ખોખો છે વગેરે ગેમ્સ જે છે વિવિધ છે તે શાળા કોલેજોમાં જે શીખવવામાં આવે છે રમાડવામાં આવે છે એ રમવી જોઈએ અને તેના વિશે આગળની આગળ બીજે ક્યાંય નેશનલ લેવલે નેશનલ લેવલ ઈન્ટરનેશનલ લેવલે પાર્ટીસપેટ કરવું જોઈએ અને તેનામાં તેને આમ ભાગ લેવો જોઈએ અને તેમાં જીતવાની પૂરી કોશીશ કરવી જોઈએ જેનાથી બાળકમાં એક સદ્ધરતા આવસે એક નિયમિતતા આવશે એક શિસ્ત આવશે જેનાથી એ લોકો આગળ વધી શકશે અને જીવનમાં અને લાઈફમાં એને બેટર બનાવી શકશે એટલા માટે કહું છું કે ઓનલાઈન ગેમ્સ એ અત્યારે આજનો પડકાર છે જો આધુનિક યુગ તો છે જ પણ છતાં પણ આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આપણે આ ગેમ્સના પડકારને પોચી વળીશું અને બાળકોને ઓછી ગેમ રમવા દઈએ ઓનલાઈન ગેમ્સ ઓછી રમવા દઈએ અને તેમને આ બહારનું જે વાસ્તવિક જે ગેમો છે અત્યારે હાલની એ રમાડી તો વધારે પણે સારું કહેવાય અટલે ઓનલાઈન ગેમ્સ અત્યારે બહુ મોટું નુકસાન કરે છે લોકોને અને ઓનલાઈન ગેમ્સ અત્યારે ડાઉનલોડ કરવામાં પણ બહુ સરળતા છે કારણ કે લોકો બાળકોને શું ઓનલાઈન ગેમ્સ રમવા માટે હાઈટેક ડીવાઈસીસ જોઈએ છે કારણ કે ટુ જીબી થ્રી જીબી રેમમાં ગેમ્સ ચાલતી ન હોતી કારણ કે લેગ મારતું હોય છે ચોંટવા મંડે છે મોબાઈલ એના માટે લોકો બાળકો ઓનલાઈન ગેમ્સ રમવા હાટુ બહુ રોઈ ધાળકી એટલે નારાજ થઈને રિસાઈને આર પેરેન્સ પાસે ઓનલાઈન મોબાઈલ્સ લેવડાવે છે જેના લીધે પેરેન્ટ્સને પણ એનું મંથલી બજેટ હલી જાય છે અને બાળકને નુકસાન તો છે જ એટલા માટે પેરેન્ટ્સને પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળક આવી લતમાં ના પડે ઓનલાઈન ગેમ્સ ઓછી રમેજ નહીં અને અન જો રમતો હોય તો ધીમે ધીમે એને છોળાવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકને સહી મોટિવેશન આપવું જોઈએ કે બાળક પોતાનું બાળક પોતાનું જે પણ કામ કરે છે તે એજ્યુકેશનમાં ધ્યાન દે અને ઓનલાઈન ગેમ્સ ના રમે અને એજ્યુકેશનનું અને સારી રીતે એની લાઈફ સિક્યોર કરે એનું એજ્યુકેશન આગળ વધારે બીજી જે સ્પોટ્સમેન્સ સ્પોટ્સમેનનું જે બીજી રમતો આવે છે એ રમે તેમાં ધ્યાન દઈ તેમાં આગળ વધે એમાં એનું કરિયર બનાવે એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોને એક અવેરનેસ કાર્યક્રમો જે સરકાર દ્વારા યોજવામાં આવે છે એ બાળકોને એમાં મોકલવા જોઈએ કે એ અવેરનેસ આપવામાં આવે છે કે બાળકોને એના કરિયર વિશે શું કરવું એના ગેમિંગ વિશે શું કરવું જે જેમ રમે છે એના વિશે શું કરવું કે ગેમો કેવી રીતના અટકાવી બાળકોને રમતા બાળકોને કેવી રીતના ઓનલાઈન ગેમ્સ રમત અટકાવા એ એના વિશેના જે કાર્યક્રમો અવેરનેસ કાર્યક્રમો યોજાવામાં આવે છે એના વિશે થોળું ઘણું માહિતી પૂરી કરવી બાળકોને એમાં મોકલવા બાળકો સાથે એમાં જવું ત્યાંથી બાળકને ખ્યાલ આવશે એમને સમજાવું કે આવી રીતના આપણે ગેમ ન રમાય આપણે ગેમથી આપને માઈન્ડ ઉપર અસર થાય માઈન્ડ ઉપર અસર થાય તો એજ્યુકેસન ઉપર અસર થાય અને એજ્યુકેશન ઉપર અસર થાય તો આપણા કેરિયર ઉપર અસર થાય એટલા માટે આપણે એમને અટકાવા જોઈએ અને એમનું આમ એમને નિરાકાર કરવો જોઈ કે એ લોકો ગેમ ના રમે